હલો મુકેશ ભાઈ મારાં હમણાં લગ્ન થાય છે મારાં વિચાર એવો છે કે મારે વિદેશ ફરવાં જવું છે ને અમેરિકા ને ઓસ્ટ્રેલિયાની વીજિત મારવી છે તો એનાં માટે શું કરવું એ જણાવશો એક મિનિટ ખ્યાલ રાખી લેવો પછી વધારે હા એ લોક ને મેં મારાં લગ્નનો પ્રમાણપત્ર ક્યાંથી મળે નગરપાલિકાથી ઓકે

મહેતા હતી પણ હવે મારી સાથે કાપડિયા થઇ જશે તો હવે શું કરું તો આ આની અંદર આવી જશે બધું કમ્પ્લીટ તમે કહેતાં હોય તો આને કોનો કોન્ટે કરવાનો કઈ રીતે કરું વિગતવાર મને ફોનમાં જણાવશો અથવા લખીને કહો છો એથી વ્યવસ્થા કરી શકું ન બોલાય